યસ સર નમસ્કાર સર ગુડ મોનીંગ બોલો સાહેબ શું ફરિયાદ છે હા

ઓકે ઓકે સર અત્યારે સ્ટાફ થોડો લેટ છે સ્ટાફ આવે એટલે હું પહેલાં તમારી એ રિસીવ કરી ફરિયાદ રિસીવ કરી અને હું તમારી પહેલાં વ્યવસ્થા કરું છું સોરી સર આ બાબતે અમે દિલગીર છીએ તમને તકલીફ પડી છે એ બદલ હા સર એ એ એસી છે ને એ થોડુંક થોડીક ડિફોલ્ટ છે એમાં ફોલ્ટ છે એટલે અડધો કલાક પછી પંદર વીસ મિનિટ તમે ચાલુ કરશો પંદર વીસ મિનિટ પછી એ થોડુંક હીટ પકડશે એટલે એસી તમારું સ્ટાટ થઈ જશે તમે ચિંતા ના કરશો અને તે છતાંય કંઈ હોય તો અમારા તમારા રૂમ નંબરનો રૂમ સર્વિસનો નંબર આપ્યો છે એના ઉપર મને આપ ફોન કરજો સર સર આમાં એવું કોઈ એ નથી હોતું કસ્ટમરની કેર રાખવાનો અમારી પહેલી ફરજ છે પણ ટેકનિકલ ફોલ્ટનાં કારણે ઘણી વખતે આવું બધું થતું હોય છે અમે દિલગીર છીએ પણ તે છતાંય અમે તમારી વિશેષ કાળજી રાખી અને વહેલી તકે આ તમારી ફરિયાદના નિકાલ કરી દઈએ છે રિસેપ્ટ કાઉન્ટર પર બી મેં સૂચના આપી દીધી છે એટલે તમારે જેમ બને તેમ તમારી કોઈ બીજી બી કોઈ રિકવાયડમેન્ટ હોય તો તે કહી શકો છો મને યસ સર વેરી સોરી અમારા તરફથી તમને વારંવાર અમે કહીએ છે કે અમારો સ્ટાફ થોડોક અત્યારે બહારથી આવે છે એટલે એ સ્ટાફ મોડો આવે છે અને સ્ટાફને આવશે એટલે હું જાતે જ તમારી રૂમ સર્વિસ માટે હું જાતે સુપરવિજન કરી અને તમારું પ્રોબ્લેમ સોલ કરી દઇશ સોરી સર બોલો બીજું કંઈ કામ નું હોય તો બોલો સર અચ્છા પાણીનાં બોટલ લઈને હું હમણાં જ જસ્ટ હું હું અ ને મા મારો સર્વન્ટ હમણાં આવીએ છીએ પાણીની તમને પહેલાં જ પ્રોવાઇડ કરી દઈએ છીએ પાણી તમારે તરત જ તમને હમણાં મોકલી આપું સર હા જી આમાં સાહેબ આમાં અહીંયા અહીંયા વારંવાર છે ને ઇલેક્ટ્રિકનો પ્રોબ્લમ છે અહીંયા અમારી હોટલના એરિયામાં વારે ઘડીએ ઇલેક્ટ્રિક સપ્લાય જતો રહે છે અને વારે ઘડીએ એના લીધે આ ઇલેક્ટ્રિકની એ ઊડી જાય છે એટલે એના લીધે અમારું આ એ બધા અમારા જે સાધનો છે તે બધા ઇલેક્ટ્રિકનાં બગડી જાય છે પણ તે છતાંય હું તમારું જેમ બને તેમ વહેલાં કરવા માટે તજવીજ કરું છું ઓકે ઓકે થેન્ક યૂ સર ઓકે